હલો પિયુષભાઈ બોલું કેમ છો મજામાં આ પેલા ડ્રાઇવર હજી સુધી દેખાયા નહીં ખબર નહીં કઈ ગયા તે તમે થોડું ધ્યાન રાખો યાર મારે આઠ વાગે નીકળવાનું જો આઠના બદલે નવ થઈ ગયાં તમારા લીધે લેટ થઈ ગયું મેં તમને એ તો કીધું તું તમે મારા ટાઈમનું સાચવી લેજો આ જો મારા ઘરવાળા કેટલાં અકળાય છે મેં બિચારાને સાત વાગ્યાના ઉઠાડી દીધાં છે હું તમારા ભરોસે રહું છું તમારી આટલી મોટી ટ્રાવેલ કંપની છે પણ હું શું કરું તમારો ડ્રાઇવર જ નથી તમે એવું હોય તો બે ડ્રાઇવર રાખો ત્રણ રાખો આટલું બધું કમાવો છો પણ શું કરવાનું તમે ટાઇમે પહોંચી ન શકો તો તમે થોડું ધ્યાન રાખો યાર અકળાઇ જાય છે ઘરના પણ અકળાય જાય છે બીજા બધાં પણ અકળાય છે તો મારે આ નવ વાગી ગયા છે તો મારે શું કરવું તમે જ કહો શું કરું હું સારું સારું મોકલી દો ચલો અને ભાઇને બી તમે તમારી રીતે કહી દેજો કે જે ધ્યાન રા ધ્યાનથી ધ્યાનથી ચલાવવાનું હોય એ ચલાવે બાકી કઈ અડાડી બડાડી ન દે પાછો વીમો નહી અમારી જોડે